ફોટો વે ફોટોગ્રાફીનો મારો મેન ઉદ્દેશ્ય એ હોય છે કે હું જુદી જુદી જગ્યાના જુદી જુદી સંસ્કૃતિના હું ફોટા પાડું આમ કેટલાક એવા સ્થળો છે જ્યાં સૂર્યાસ્ત અને એના વૃક્ષોના ફોટા મેં પાડેલા છે સામાન્ય રીતે અમે ફરવા જઈયે ત્યારે તેના રોડ રસ્તા તેનું બંધારણ તેના લોકો ગજ એના પણ ફોટા પાળતી હો છું મારા ખૂબ ઓછા અને એવી બધી વસ્તુના ખૂબ વધારે ફોટા હોય છે મારી પાસે ત્યાંનું ખાનપીણ તેમજ બિલ્ડીંગ અને તેનું ઘરનું બંધારણ આવા બધા મુદ્દાઓ હું ધ્યાન રાખીને ફોટા પાડું છું આમ ઘણીબધી રીતે ફરવા જતાં હોઈએ છીએ ત્યારે ત્યાંના મંદિરનું બંધારણ દરિયો છે સૂર્યાસ્ત છે વૃક્ષો છે વનસ્પતિઓ છે આ બધાના ફોટા હું પાડતી હોઉં છું આમ આમ બધા જે કોઈ હિસ્ટ્રીને લગતું છે તો ત્યાંનું

વાદ્ય હોય કે એમના ખાણીપીણી હોય આ બધાના ફોટાસ હું પાડતી હોઉં છું ત્યાંનું બંધારણ છે ઘણા એવા સ્થળો છે જે પ્રચલિત છે ત્યાંનાં અને જાણ જાણીતા છે ત્યાંનાં તે શેરી તે શેરીના સ્ટોલ આ બધું હું ધ્યાનમાં રાખીને તસવીરો ખેચું છું આમ જોવા જઈયે તો ફોટા પાછળનો મારો મેન ઉદ્દેશ્ય આ જ હોય છે કે હું એમાં રહેલી વસ્તુ ક્યારેકને ક્યારેક જીવનમાં યાદ કરું હું મોટે ભાગે મારા બધા જ તસવીરો હોય છે જે સૂર્યાસ્તની હોય છે આમ સામાન્ય રીતે ફરવા જતાં હોઈ ત્યારે એક રાત્રીનો અને સૂર્યાસ્તનો આ મારો એક કોમન હોય છે તે જ તો તસવીરે પાડું ને પાડું આમ અહીં પૂર્ણ કરું છું